ધનરાજ રેસ્ટોરન્ટમાંથી જે અમે ઓર્ડર બૂક કરાવેલો છે વન સેવન સિક્સ પંજાબી થાળી તેની સાથે પ્લેટસ અને ચમચી પણ મોકલી આપજો ને